મોરબી જિલ્લાની નોંધપાત્ર સ્થાનિક સરકારી પહેલોની વાત કરીએ તો તેમાં વિદ્યાદીપ યોજના બાળ પ્રવેશ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું કોમ્પ્યુટરની ટ્રેનિંગ પ્રાઇમરી એજ્યુકેશનથી શરૂ કરવી બાળ મજૂરી પ્રતિબંધ અ બાળકીઓનાં શિક્ષણ પર વધારે ધ્યાન આપવું આ બધી જ સ નીતિઓ જોઇએ તો તેનાં લીધે જિલ્લાના સર્વાંગી વિકાસ અને વૃદ્ધિને ખૂબ જ અસર થઇ છે પ્રમાણમાં સાક્ષરતાનો દર મોરબી જિલ્લામાં વધી રહ્યો છે જેનું કારણ આ સમગ્ર સ્કીમો છે